હા કેટલાક પુસ્તકો વાંચવાનો અનુભવ મનોદશા માટે પડકારજનક બની શકે છે ઉદાહરણ તરીકે મિડનાઇટ્સ ચિલ્ડ્રન જેમકે પુસ્તક જે સામાન્ય અસામાન્ય વાતાવરણ અને ભાવનાત્મક દૃષ્ટિ સાથે સંકળાએલું છે તે વાંચકને ઊંડાનમાં વિચારવા માટે પ્રેરણા આપે છે મારા અનુભવ સાથે જ્યારે કોઈ પુસ્તક માનસિક રીતે પડકારરૂપ હોય છે ત્યારે તે ઘણું માર્ગદર્શક બની શકે છે આ ચિંતાત્મક અને ભાવનાત્મક અનુભવોને પરિવાર અથવા મિત્રો સાથે શેર કરવાનો પ્રયાસ કરવો ખૂબ હિતાવહ થાય છે આ ચર્ચાઓથી ઘણા અનુભવો પ્રાપ્ત થઈ શકે છે અને આ રીતે અમારો સાહિત્યિક અને માનસિક અનુભવ વધુ સમૃદ્ધ બની શકે છે મારા મિત્રો અથવા પરિવાર સાથે આ પ્રકારના પુસ્તકોની ચર્ચા કરવી ખૂબ લાભદાયક થઈ શકે છે કારણ કે તે તેમને મારા લાગણીઓ અને અનુભવો વિષે વધુ જાણવા અને તેમાંથી શીખવાનો મોકો પ્રદાન કરે છે આ ચર્ચાઓ દ્વારા અને વિષય પર વિવિધ દૃષ્ટિ મેળવી શકીએ છીએ અને તેની ગહનતા સમજવામાં મદદ મળી શકે છે